હા મને મુસાફરી કરવી તો બહુ જ ગમે છે મુસાફરી દરમિયાન તમે અલગ અલગ પ્રકારના દૃષ્ટિકોણનો અનુભવ કરી શકો છો જેમકે તમે અલગ અલગ જગ્યાએ ફરીને તમારા માનસીક રીતસરને નવા નવા અનુભવો મળે છે નવી નવી જગ્યાઓ વિશે જાણવા મળે છે